મારા કામકાજ સિવાય મારા રસ શોખ અને રસની બાબત એ છે કે મને કોમ્પ્યુટર ચલાવવાની ખૂબ મજા આવે છે મને કોમ્પ્યુટર શીખવામાં ઘણો બધો રસ છે અને મારો મને ક્રિકેટ રમવાનો ઘણો બધો શોખ છે મને ક્રિકેટ રમવું ખૂબ ગમે છે